હા ગ્રામીણ સમુદાયના યુવાનોમાં ઘણા બધા એવા અત્યારે હાલમાં એ ઘણી બધી એવી આપણી પરંપરાઓ છે જે લુપ્ત થઈ રહી છે બટ અમુક લોકો એને હજુ પણ આગળ વધારે છે અને હજુ પણ આગળ એના માટે આગળ હોય છે એમનાં નૃત્ય જેમકે હમણાં તાજેતરમાં જોઈએ તો જે દ્વારકામાં મહારાસ યોજાયો તો આહીર સમુદાયનો એ એમાં પહેરણું કાપડું પહેરીને એનો જે પહેરવેશ છે એ પહેરીને એનો આખો મહારાસ હતો એ રાસમાં ગરબા જે જે જે ગરબા હોય કે જેને જેવી રીતે રમવું હોય એવી રીતે આગળ રમી શકે ગામડાઓમાં જેવી રીતે રાતે કાન ગોપી છે રામલીલા છે એમાં પણ આ રાસ ગરબા અને અમુક પ્રકારના ડાન્સ ફ્રી સ્ટાઇલ નાટક એમાં પણ આવી શકે છે નૃત્ય વચ્ચે તો એ પણ હજી ચાલુ છે અને એ એ જોવું મને પર્સનલી જોવું મને વધારે ગમે છે અહીંયા હું યુનિવર્સિટીમાં છું તો યુનિવર્સિટીમાં જ્યારે યુથ ફેસ્ટિવલ હોય ત્યારે યુથ ફેસ્ટિવલમાં પણ આવી રીતે અલગ અલગ કોમ્પિટિશનમાં પણ ડાન્સ ડાન્સ સ્ટાઈલના કોમ્પિટિશન્સ અલગ અલગ હોય છે જેમાં આગળ વધારે વધી શકાય છે અને હા એવું ઘણા બધા એવા છે કે જે ગામડાઓમાં અત્યારના વર્ષોમાં પણ ઘણા બધા લોકો એને હજુ ફોલો કરે છે એમાં હજુ વધારે રસ ધરાવે છે તો એ આગળ વધારે બની વધી શકાય છે જે મને વધારે ગમે છે જોવા માટે પણ અને એકવાર પાર્ટિસિપેટ કરવા માટે પણ મેં કરેલું છે તો એ પણ મને વધારે ગમ્યું તું જ્યારે મેં પાર્ટિસિપેટ કર્યું તું ત્યારે તો એવી રીતે આમ ઘણાં બધા એવાં છે કે જે પરંપરાગત નૃત્યો છે એમાં જે એમાં જે રસ લેવા જેવો છે એનો એનો જે ફીલ છે એ અત્યારના ડાન્સ સ્ટાઈલમાં નથી પણ જ્યારે જ્યારે તમને એમાં મોકો મળે ત્યારે ના છોડવો જોઈએ મારી પર્સનલ એવી ઈચ્છા છે કે હું એવી રીતે આગળ ગુજરાતને રિપ્રેજેંટ કરું એવી રીતે આગળ મહારાસ હોય કે એવી રીતે પરંપરાગત કોઈ પણ પ્રકારનાં નૃત્ય હોય કે જેમાં મને આગળ મોકો મળે મને આગળ જાવાનો તક મળે તો હું ક્યારેય ગુમાવવા નથી માગતી અને એ સારું એવું છે જે પરંપરાગત રીતે બધું થાય છે એ મને એટલે વધારે ગમે છે કેમ કે એ આપણી સંસ્કૃતિ બતાવે છે એ આપણું કલ્ચર બતાવે છે કે જે આપણે આગળ વધારવું જ જોઈએ જેને આપણે આગળ લઈ જવું જોઈએ જે આપણા ભારતને રિપ્રેજેંટ કરે જે આગળ વધારે થઈ શકાય એવું હોય એના માટે સો હા એ ઘણી બધી એવી એવાં નૃત્યો છે ઘણાં બધાં એવાં નાટક કે એ જે કંઈપણ હોય એ બધામાં મારા પર્સનલ વ્યૂથી એમાં પાર્ટિસિપેટ કરવું જોઈએ અને મને એમાં વધારે રસ છે તો હું એમાં આગળ વધવા માગું છું એટલે હા એવું છે અને મેં ગરબી પહેલાં તો ગરબી વધારે થતી લાઇક અત્યારે જેમ પાર્ટીપ્લોટ્સ છે જેમાં આપણે રમવા જાઈએ છીએ એવી રીતે ગરબી થતી જેમાં મીણબત્તીથી દીવા દ્વારા કળશ પેલી ગાગર દ્વારા એનાથી રાસ રજૂ કરવામાં આવતા તો એ એમાં પણ હું રહેલી છું પહેલાં નાનપણથી જ હું એમાં રહેલી છું તો એમાં જ્યારે છોકરીઓ રમતી હોય ત્યારે દીવા મીણબત્તી ગ્લાસ અલગ અલગ પ્રોપ્સથી ગરબા કરવામાં આવતા અને હા છેલ્લે એમાં નાટક બી રજૂ કરવામાં આવતું તો એ બધું એક છે પરંપરાગત નૃત્ય છે ખૂબ જ સારું છે અને જે સારું સારા પ્રદર્શન સુધી લઈ જાય છે આપણને સારા એવા આગળ વધારી શકે છે